હા અમે વૈષ્ણવ એટલે અમે ઠાકોરજીમાં ખૂબ માનીએ એટલે અમારા જે દ્વારકા સલાસજી છે તે અમને ખૂબ સરસ રીતે સમજાવે કે વૈષ્ણવોની કથા કેવી રીતે હોય અને એમાં અમે એમને ઇન્ડો સ્ટેડિયમમાં પણ અમારા આખા મહિલા મંડળને અમારા સાવણી મંડળને એ રીતે એમણે અમને સમજાવ્યા અમે એમાં આગળ પડતા હતા અમારા દ્વારકેશ લાલજી અમને ખૂબ રીતે સરસ રીતે ક્રિશ્ન ભગવાનની સાચી અને સચોટ કથાઓ એમને અમને એનું પારાયણ કરતા અમારા દ્વારકેશ લાલજી અમારે સાત ઘરનામાંથી એક ઘરના એ મુખ્ય કહેવાય અને અમે જ્યારે પણ એમને મળીએ ત્યારે અમને આનંદ આનંદ થઈ જાય આધ્યાતમિકમાં અમે એટલું બધું સરસ રીતે સમજાવ્યું છે દાખલા તરીકે આપણે ગણીએ તો સાવણી મંડળની અંદર અમને નવધા ભક્તિ કેવી રીતે કરાય જુદી જુદી ભક્તિમાં તમે કેવી રીતે તમારા સમય આપી શકો ભગવાનને એમ ત્રણ પ્રકારની તો મને એ છે કે આપણે એ સત્સંગથી કરી શકીએ ભક્તિ પછી ગાયથી એટલે ગાયને કરી શકાય કે સત્સંગ પછી નવધા ભક્તિમાં વિશેષ કરીને તમે મંત્ર જાપ કરી શકો આ રીતે અમારા શિક્ષકે અમને આનંદથી રજૂ કરેલું